હા મને લાગે છે કે લોકો શહેરોમાં સ્થાયી થવાનું પસંદ કરતા હોવાથી ગ્રામીણ વિસ્તારની યુવા પેઢીને યોગ્ય જીવન સાથી મેળવવાનો કાંઈક તકલીફ પડે છે તેનું કારણ એવું છે કે બધાને કેવું કે બેઠાં બેઠાં ખાવું છે કોઈને મજૂરી નથી કરવી પણ જેમ જોવા જાઓ તો સૌથી વધારે આપણને શું કહેવાય ઉપયોગદાયી હોય તો એ છે ખેડૂતો અને ગામમાં તો વધી વધીને બીજું કાંઈ ના થઈ શકે આપણે દુકાન ખોલી શકીએ પાનનો ગલ્લો નાખી શકીએ પણ બીજું કંઈ નહીં થઈ શકે તેથી કેવું કે ગામડાનાં લોકોને છોકરીઓ જે છે તેમને અત્યારમાં છોકરીઓ સારા છોકરાને પસંદ નથી કરતાં પણ તેના પૈસા સાથે પરણે છે મારું મારું મત પ્રમાણે એવું છે પણ હું એવું કહું કે ઘણો બધી તકલીફ ગામના ગામડાના છોકરાને પડતી હોય છે અને એ તકલીફ નહીં પડવી જોઈએ અને છોકરીઓને પણ સમજવું જોઈએ કે આપણે શહેરના છોકરા નહીં પણ ગામડાના છોકરાને પણ આપણે તેની સાથે પરણીએ તેની સાથે જીવન વ્યક્ત કરીએ અને પછી શું થાય કે ગામડાના છોકરા પણ શું કરી શકે કે એ લોકો ગામ છોડીને શહેર આવી જાય અને શહેર આવીને તે પોતે ઘણીવાર એ લોકો બેરોજગારનો પણ કારણ બની શકે છે અને ઘણી ઘણી બધી જગ્યા એવી કે તે લોકોને જોબ ન મળે અથવા યોગ્ય લાયકાત ન મળે તો તેને કે મજૂરી કરવી પડે છે પણ જે લોકો પાસે આમ જોવા જાઓ તો તે એ લોકો પાસે લાખો કરોડોની જમીન હોય છે પણ તે હોવા છતાંય એ લોકા અહીંયા દસ હજાર વીસ હજારમાં તે લોકો કામ કરતા હોય છે પણ આ બધું નકામું છે મારું એવું કહેવું છે પણ આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે તો આપણે એને જ સપોટ કરવો જોઈએ જે ખેતી કરે છે અને એના ફાયદા તો હું તમને શું કહેવાય આમ કહેવાય નહીં એટલા બધા છે આપણા શબ્દ ખૂટી જાય એટલા બધા ફાયદા છે ગામમાં રહેવાનાં આપણે જો ગામમાં રહીએ આપણને શુદ્ધ વાતાવરણ મળે શુદ્ધ માટીયાર એ મળે અને ઝાડ ફૂલ ફળ આમ પ્રકૃતિ હારે રહેવા મળે અને પ્રકૃતિ હારે જે રહે તેનો સ્વભાવ ખૂબ જ સરસ હોય અને તેનું જીવનેય ખૂબ સરસ હોય અને તે ખડતલ મજબૂત અને કોઈપણ વસ્તુમાં કેવું આમ ભાંગી તૂટી પડી જાય તેવું ન હોય અને તે આમ ખૂબ જ શું કહેવાય સારો વ્યક્તિ તરીકે બની શકે અત્યારમાં તમે જોવા જાઓ તો ઘણા બધા વ્યક્તિઓ આત્મહત્યા મતલબ ઘરમાંથી ભાગી જાય ઘર છોડીને ચાલ્યા જાય તે પોતાની જવાબદારીથી કંટાળી જાય તેનું કારણ એક જ છે કે તે લોકો આખી જિંદગી દોડધામ વાળી જ કરી છે આખી જિંદગી તે લોકો દોડવામાં ને દોડવામાં જ રહ્યા છે તે લોકોએ પોતાને ટાઈમ જ નથી આપ્યો એટલે જો એ લોકો પ્રકૃતિ હારે રહે તો ખૂબ સારું કહેવાય કે ક્યારેક એક ઝાડ નીચે બેસીને ચા પીવી વરસાદનો આનંદ માણવો એવી રીતે આ બધું વસ્તુ જે એ શહેરવાળા નહીં સમજી શકે એ ફક્ત ને ફક્ત ગામવાળા સમજી શકે એટલે જેને પ્રકૃતિ હારે રહેવું છે તે લોકો માટે ગામ ખૂબ જ જરૂરી છે અને હું એમ કહું કે અત્યારમાં ઘણા બધા એવાં વ્યક્તિ છે કે છ છ મહિને ગામ જાય છે અને અને જવું જોઈએ અને ખેતી પ્રધાન દેશ છે તો આપણે ખેતીમાંથી જ આપણે બધું ઊભું કરવાનું છે તો પ્લીઝ તમે બધા ખેતી કરો અને મારુ એવું કહેવું છે કે તમે તમારા ઘરની બહાર એક સોફ્ત અથવા એક ઝાડ વાવો જો ઝાડની જગ્યા નથી તો એક છોડ વાવો અને છોડ પણ એવો વાવો કે જે ચોવીસ કલાક ઑક્સીજન આપે જેમકે તમે છોડ વાવો છો તો તુલસી વાવો ઝાડ વાવો છો તો લીમડો વાવો કે જે ચોવીસ કલાક ઑક્સીજન આપી શકે અને તમારામાં એવી જગ્યા નથી તો તમે સ્નેક પ્લાન્ટ કે એવી ઘણી બધી વનસ્પતિઓ વાવી શકો છો કે જે આપણને ચોવીસ કલાક પૂરતું ઑક્સીજન આપી શકે અને ઘણીવાર આપણને એવું લાગે કે રાત્રે તો આપણે સુઇ ગયા હોઇએ ટાઈમ પર પણ તોય તે આપણને સવારે ઊભા થાઈએ ને તો પણ આપણને એમ જ થાય કે હું હજી મારી ઊંઘ નથી થઈ કે હજી મને આમ થોડુંક સૂવું છે પણ એનું કારણ એક જ છે કે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ઑક્સીજન નથી મળતું તો આપણે જ્યારે સૂઈએ ત્યારે આપણે બારી બારણાં બધું ખોલીને સૂવું જોઈએ જ્યારે ગામનાં લોકો કયાં સૂવે છે કે ખાટલામાં ખેતર વચ્ચે સૂવે છે તેનું શું કહેવાય ફળિયું હોય ત્યાં સૂવે છે એ લોકોને ઘણું બધું એવી રીતે બેનિફિટ મળતું હોય છે કે જ્યાંથી ખૂલ્લુ પ્રમાણમાં ઑક્સીજન એ લોકોને શરીરની અંદર પ્રાપ્ત થઈ જાય તો આપણે ખેતી પ્રધાન દેશ છે તો આપણે ખેતી તરફ આગળ વધવું જોઈએ